મેં મારી માતા અને પિતા માટે તેમનાં લગ્ન દિવસ નિમિત્તે એક સુંદર કાર્ડ સુંદર એક સુશોભિત સરસ મજાનું પુસ્તક બનાવેલું હતું જેની અંદર તેમના બાળપણના તેમના લગ્નના અને અમારા જન્મના તેમના આ રીતે જીવનના અગત્યના તમામ પ્રસંગોને આવરી લેતા ફોટોગ્રાફ અમે ત્યાં ચોંટાડી અને તેની સાથે સરસ મજાની કવિતાઓ લખી લખી અને દરેક કાગળ પર અમે મેં પોતે તેમાં સુંદર મજાનું કલા કારીગરીવાળું કામ કરી અને ચિત્રો બનાવી અને માતાપિતાને ભેટરૂપે આ પુસ્તક આપ્યું હતું તેમનાં લગ્નનાં પચાસમા લગ્ન દિવસ નિમિત્તે એટલે કે સુવર્ણ જયંતી નિમિત્તે મેં એક સુંદર પુસ્તક કારણ કે એમનાં જીવનના લગભગ સાઠથી સિતેર વરસ થયાં હશે એ વખતે આ એક પુસ્તકનું નિર્માણ થયું જેમાં ત્યાં એમનાં જીવનનાં એટલાં વર્ષોની તમામ યાદોને અમે સંકલિત કરી લીધી હતી અને એ રીતે જુદા જુદા જુદી જુદી કલાઓ દ્વારા એ પુસ્તકમાં અમે રજૂ કરી અને એક સુંદર પુસ્તક બનાવ્યું અને તેનું બહારનું પૂઠું પણ સુશોભિત કર્યું હતું ચિત્રો રંગો વગેરે દ્વારા અને એ રીતે તેમનાં મમ્મી પપ્પા અને તેમના પણ જે કંઇ યાદગીરીઓ હતી તે તમામ અમે એ મેં પુસ્તકમાં સમાવી અને એક સરસ મજાનું પુસ્તક ગ્રીટિંગ સાથેનું અને તૈયાર કરી અને અમે એ મેં એમને ભેટ આપેલું છે